એમેઝોન પરથી મેં જે સ્કૂલબેગ મગાવી હતી એ ખૂબ સારી ક્વૉલિટીની હતી અને એનો કલર કોમ્બીનેસન જે ફોટામાં દેખાતું હતું રિયલમાં એનાથી પણ વાધારે સારું હતું અને એ જે એનું સાઈઝ બી ખૂબ જ સારી હતી ફોટા કરતાં પણ વધારે મોટી સાઈઝમાં મને મળી હતી